હેલો હ આન્ટી વિશાલ વાત કરું કેમ છો હા વિશાલ હા હા કેમ છો મજામાં અરે હા આજે છેને હું જતો હતો ને ચાર રસ્તા પર તો મારાથી એક ગાડી ઠોકાઈ ગઈ આગળ વાળાને થોડુંક મારી ગાડી અડી ગઈ છે તો પોલીસ મને પકડી છે અમરોલી અમરોલી વિસ્તારમાં જ ના ના ના બસ ચાર રસ્તા પર ચાર રસ્તા પર હ હ તે એને ઠોકાઈ ગઈ અને પોલીસે મારી ગાડી જપ્ત કરી લીધી છે હ એ જ ટુ વ્હીલર સાથે બે એની સાથે જ ઠોકાણી છે નહીં નહીં નહીં આદમી હતા પુરુષ છે મોટી ઉંમરના હા એ ફાઈન ભરવો પડશે અને ગાડી જપ્ત કરી લીધી છે ને એવું બધું કહે છે કંઈક હ નામ કોઈ મકવાણા સાહેબ કરીને કોઈ છે હા હા હા હં ઓકે ઓકે હા હા હા અને હા છે છે હા છે છે હા હા અને ફાઈન કર ભરવાનું કે છે તો નહીં ભરું ને અત્યારમાં હું ઓકે ઓકે ઓકે હા ઓકે આભાર બાય